હલો હા સાંભળો તમારે ત્યાંથી છે ને કાલે મેં ટેક્સી બુક કરી હતી અને હવે ડ્રાઈવર ફોન નથી ઉંચકતા શું છે અરે કાલે છે ને રાતના જ છે ને અમે ટેક્સી બુક કરી હતી અમારે સવારે વહેલું નીકળવાનું છે મુસાફરીમાં શિરડીનો શિરડી જવાનું હતું આખા પરિવાર સાથે અને હવે ડ્રાઈવર ફોન નથી ઉંચકતો ક્યારનો કરી રહ્યો છું સાત વાગ્યાનો ટાઈમ આપ્યો હતો સાડા સાત થવાના મારા ઘરવાળા બધા અહીંયાં નીચે ઊભા છે શું કરવું મારે હા રેજિસ્ટર્ડ નંબર હા નેવું બાવન ઝીરો છ અઢાર છવ્વીસ તપાસ કરો જોવો એ ભાઈ ફોન નથી ઉંચકતો અમારે મોડું થાય છે જો એને તમે વાત કરો એની સાથે નકર કોઈ બીજાને મોકલો તરત આ પહેલી વાર આવું થયું અમે દર વખતે તમારે ત્યાંથી જ કરાવીએ છીએ એ ભાઈએ કંઈ શકીલ ભાઈ નામ કીધું હતું મારી વાત થઈ હતી રાતના જેટલું બની શકે એટલું જલ્દી હા એનો સ્ક્રીનશોટ છે મોકલું છું તમને સારું જલ્દી હા પણ